હાલ હા વકીલ પોલીસ પંચાયત બધાય એકબીજાની સાંઠગાંઠ હોય છે બરાબર એટલે માણસ શું કહે છે કે લાગવગ તારા લાંબા પગ

માણસ શું કહે કર્મીની જીભ અને અક્કર્મીના ટાંટિયા આ બધાય અધિકારીઓ આવું કરે છે શું કોઈની મુશ્કેલી કોઈ સમજવા તૈયાર જ નથી ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય પોલીસ માથે ઉભો રહીને જોતો હોય બરાબર અને એય ને ત્યારે બોટલ મારતો હોય દારુની પણ અને કોઇ કહેવાવાળું છે જ નહીં એની ગાડીમાં કાળા કાચ હોય લાયસન્સ ન હોય આરસી બૂક ન હોય કોઇપણ એની પાસે ન હોય તોય એને જવા દેવામાં આવે અને આમ જનતા પાસેથી હા આમ જનતા પાસેથી એના મોટામાં મોટા દંડ વસૂલે છે એક હેલ્મેટ જેવી ચીજ ન પહેરી હોય તો પણ પાંચસોની નોટ માગે છે હવે બીચારા મજૂરી કરતા હોય એક દિવસની ત્રણસો રૂપિયા મજૂરીએ જતા હોય અને એણે હેલ્મેટ ન પહેર્યું હોય અને તમે પાંચસો રુપિયા દંડ માગો કેવું આજનું કરે છે બાકી અધિકારી છે કે પોલીસ છે એ કે એને કોઇપણ કાયદો લાગુ નથી પડતો એ એની રીતે જતા હોય કાળા કાચ લગાવ્યા હોય હેલ્મેટ ન પહેર્યું હોય મ રસ્તા વચ્ચે ઉભા રહીને દારૂની બોટલો મારતા હોય તો આ શું આજનો કાનૂન અને વકીલ છે બધાય ખીસ્સા ગરમ કરવા બેઠા છે અત્યારે બરાબર એટલા માટે સાવચેત રહો બધાયથી